સૌપ્રથમ મોહેંજો દડો અને હડપ્પા તે સંસ્કૃતિઓ હતી અને ત્યારબાદ પંદરસોથી સત્તરસોની વચ્ચે મુગલોનું શાસન આવ્યું અને એ વખતે મુગલોએ ખૂબજ શાસન કર્યું અને ત્યારબાદ એ લોકોનું જ્યારે હાર થઈ ત્યારે અંગ્રેજો જે બ્રિટિશરો કહેવામાં આવતા તે બધાં લોકો ભારત પર ચઢી આવ્યા હતા અને તે લોકોએ પણ આપણી ઉપર ખૂબ જ બળજબરી કરી અને આપણા દેશનું શાસન ખુદ ચલાવ્યું હતું અને તે શાસનને રોકવા માટે ઘણાં લોકોએ પોતાનું બલિદાન પણ આપ્યું હતું જેમકે રાણી લક્ષ્મીબાઈ જે ખૂબ જ મહિલા હોવા છતાં પણ ખૃૂબ જ લડત તેમણે લડી હતી અને તેમણે ખૂબ જ લડત લડીને દેશને સ્વતંત્ર કરવામાં ખૂબ જ પોતાનો ફાળો આપ્યો હતો અને એ ફાળો અત્યારે પણ બધાને દરેકને યાદ છે અને ત્યારબાદ જ્યારે આપણા જ્યારે મહા મહા લડતના જે લડવૈયાઓ હતા જેમકે મહાન પુરુષ આપણા મહાત્મા ગાંધી તેમણે પોતાનો અહિંસાનો જે એક લેખ હોય તે એમણે પોતાનો જાળવી રાખી અને કેમનું આપણે દેશ તરફ આપણું સ્વાતંત્ર્ય લઈ શકીએ તેમણે ખૂબ જ પ્રયત્ન કરીને દેશની સ્વતંત્રતામાં પણ ખૂબ જ મહા ફાળો આપ્યો હતો જેમકે તેમણે એ વખતે દાંડી કૂચ યાત્રા પણ ચાલતા ચાલતા કરી હતી જે ખૂબ જ લાંબી હતી છતાં પણ તેમણે પોતાનો ફાળો આપીને પોતાનું જીવન સમર્પિત કરીને આપણા દેશને જે સ્વતંત્ર બનાવવાનું હતું તે ખૂબ જ એમણે ખૂબ જ ફાળો આપ્યો હતો અને ત્યારબાદ આપણે કંઇક અસાધારણ આંદોલનનાં નામ લઈ શકીએ નેતાઓ જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ છે સુભાષચંદ્ર બોઝ છે તેવા ઘણા નેતાઓ જેમકે વીર સાવરકર છે એવા ઘણા નેતાઓ છે જેમણે પોતાનું ખૂબ જ મહાબલિદાન આપી અને દેશને સ્વતંત્રતા તરફ લઈ જવા માટે ખૂબ જ આગેકૂચ કરી હતી અને તેઓ લોકોનાં લીધે જ આપણે અત્યારે આ સારી રીતે જિંદગી જીવી શકીએ છે આપણે ખરેખર એમનો ખૂબ જ ખૂબ જ આપણે એમનો લાભ માનવો જોઈએ કારણ કે એ ના હોત તો આ બધું શક્ય ના હોત